હા હું એક લેખક છું અને મને સમાજને આવરી લેતા સમાજના પ્રશ્નોને આવરી લેતી વાતો લખવી ખૂબ ગમે છે હું સમાજ સેવા સાથે પણ સંકળાયેલી છું એટલે જે કંઈ વાર્તા કવિતાઓ વગેરે લખું છું તેમાં સમાજના પ્રશ્નો અથવા સમાજના પછાત વર્ગના પ્રશ્નો અથવા તો જે માનસિક કે એવા દિવ્યાંગોના પ્રશ્નોને હું રજૂ કરું છું મારા લેખનમાં અને મારે સમાજ સામે એ જ વાતો લાવવી છે કે માણસનું જીવન જે છે તે ગમે ત્યારે પૂરું થઈ જશે અને માત્ર પરિવાર અને પોતાનાં માટે જીવીને તો કોઈ અર્થ સરવાનો નથી જીવનનો માટે સમાજને વધુમાં વધુ જ્યાં જ્યાં દિવ્યાંગો છે જ્યાં જ્યાં તકલીફવાળા લોકો છે સમાજમાં ઘરે ઘરે એવા પ્રશ્નો પણ છે કે જેનું સામૂહિક નિરાકરણ પણ લાવી શકાય એવું છે બહેનોના પ્રશ્નો છે દીકરીઓના પ્રશ્નો છે આ ઉપરાંત બેરોજગારીના પ્રશ્નો છે સમાજના જેટલા પ્રશ્નો છે તેને પણ હું મારા સાહિત્યમાં રજૂ કરું છું અને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરું છું આ ઉપરાંત અત્યારે જે વૃદ્ધાશ્રમની સમસ્યા છે એક બહુ જ મોટી થઈ ગઈ છે કોઈનાં ઘરે વૃદ્ધ માતા પિતા ગમતાં નથી અને દરેકને એવું જ થાય છે કે અમે સ્વતંત્ર રહીએ અને એ માટે મા બાપને જે મા બાપ કંઈ પોતાની જાતે કઈ કરી શકતાં નથી લાચાર સ્થિતિમાં છે જેની સેવા કરવી પડતી જરૂરી હોય છે તેવાં મા બાપને પણ લોકો સંસ્થાઓમાં મૂકી દે છે માટે આવાં માતા પિતાની લાગણી હું વધુમાં વધુ આલેખન કરું છું લાગણીનું અને લોકો સુધી પહોંચાડુ છું માતાનું શું સ્થાન છે પિતાનું શું સ્થાન છે આપણી શું ફરજ છે અને લોકોની સંવેદનાઓ વધુમાં વધુ જાગૃત કરવા માટેનું લેખન હું કરતી રહું છું અને લોકો સુધી પહોંચાડુ છું અને તેની અસર પણ થતી હોય છે અમે વારંવાર વૃદ્ધાશ્રમની અને બધી મુલાકાત લઈ અને જે તે માતા પિતાની આખી વાતો સાંભળીએ છીએ તેમનાં જીવનની આખી કથા સાંભળી લઈએ છીએ અને ત્યારબાદ તેમાંથી હું વાર્તાઓનું સર્જન કરતી રહું છું અને આવી વાર્તાઓ લોકોના હ્રદય સુધી પહોંચે કોઈ અપંગ માણસ છે તો એના જીવનના સંઘર્ષની આખી વાર્તાઓ લોકો સુધી પહોંચે સાહિત્યનાં માધ્યમથી આવું સર્જન કરી અને લોકોને વાંચનમાં રસ પડે વાંચનથી કંટાળે નહીં નીરસ ના થઈ જાય તે પ્રકારનું રસપ્રદ લખાણ લખી અને લોકોની સંવેદનાઓ જાગૃત કરવાનું કાર્ય લેખન માટે લેખન દ્વારા કરવું જરૂરી છે કારણકે માત્ર મનોરંજન એ જરૂરિયાત નથી એ જરૂરિયાત તો છે છતાં પણ એ પૂરતું નથી જ્યાં સુધી સંવેદનશીલ લોકો પોતપોતાની કલમથી આ કામ નહીં કરે તો સમાજના ઘણા બધા પ્રશ્નો વધતા જશે અને એક એવા નિર્મમ સમાજનું નિર્માણ થઈ જશે કે જ્યાં માત્ર માણસ પોતાના સ્વાર્થ પૂરતું જ વિચારે છે માતા પિતા અથવા તો પોતાનાં બાળક પણ જો કોઈ અપંગ જન્મ્યાં છે અથવા તો માનસિક રીતે વિકલાંગ બાળક જેનાં ઘરમાં છે તેનાં ઉછેરમાં કોઈને રસ નથી પડવાનો અને સંસ્થાઓમાં આવા બાળકોની ભરતી કરી દેવામાં આવે છે માટે સાહિત્યનું સર્જન લેખનનું સર્જન એટલા માટે જ કરવું કે જેથી સમાજને કંઈક ને કંઈક રીતે તમે મદદરૂપ થાઓ અમારા પ્રિય વિષયો છે માતા પિતા સમાજ સેવા દિવ્યાંગની વેદના ત્યારબાદ તેમની માટે તેમનાં માતા પિતાને પણ મળી તેમનાં જીવનની મુશ્કેલીઓનું વર્ણન કરવું આમ દરેક પ્રકારનાં લોકોને મળતા રહી અને તેમનામાંથી મળતી વાર્તાઓ તેનું જ આલેખન કરી અને લોકો સુધી પહોંચાડવું એ મને વધારે ગમે છે માટે અત્યારે જ્યારે માત્રને માત્ર સંવેદનહીન સંવેદનાહીન સમાજનું નિર્માણ થતું જાય છે કે બાજુમાં કોઈ બીમાર પડ્યું છે અચેતન પડ્યું છે તો લોકો ત્યાંથી પસાર થઈ જાય છે પણ લોકોને ત્યાં એમના માટે કોઈ સંવેદના ઉત્પન્ન થતી નથી તો આ આ સમાજને જે એક વિડંબણા ઉત્પન્ન થઈ રહી છે માનસિકતા તેમાંથી તેમણે બહાર લાવી અને મુખ્ય એક સેવાના પ્રવાહમાં અન્ય માટે જીવવાના ને ઈચ્છાઓ ઊભી કરવી તે સાહિત્ય લેખનનું મારું માધ્યમ સાહિત્યનું છે અને તે દ્વારા હું લોકો સુધી પહોંચી રહી છું લોકોનાં મન સુધી હજુ પણ અનેક બાબતો એવી છે કે જે જીવનમાં લખવી છે અને લોકો સુધી પહોંચવું છે સમાજને ઘણું જ જણાવવાનું બાકી છે અને તે પણ હું જીવનભર એ મારી કલમ દ્વારા કરતી રહું તેવી મારી ઈચ્છા છે કે જેથી લોકો પણ દરેક પ્રશ્નોથી જાગૃત બને ઘણાં લોકોને સમસ્યા શું છે એ જ ખબર નથી હોતી કોઈ વિકલાંગ કે દિવ્યાંગ બાળક છે તો એને કેવા કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે તેનાં માતા પિતા કેટલી મુશ્કેલીમાં એને ઉછેરી રહ્યાં છે અથવા એ માતા પિતા નહીં રહે ત્યારે તે બાળકનું શું આવા અનેક પ્રશ્નો સાહિત્યમાં વણી લઇ અને લોકોનાં હ્રદય સુધી પહોંચે લોકોને વિચારતા કરવા અને એ રીતે જાગૃતિ ફેલાવવી એ મારા સાહિત્યનો હેતુ છે અને હું એ માટે જ લખવા માગું છું